ગુજરાતમાં વાહન વ્યવહારના માધ્યમો તો સૌથી પહેલાં તો ઘણા વર્ષો પહેલાં એટલે કે સતાવન અઠાવનની સાલમાં તો બળદ ગાડા ટ્રામ અને ટ્રેન હતી બસ પણ થોડા ઓછા પ્રમાણમાં હતી પછી ધીમે ધીમે લોંગ ડિસ્ટન્સ થતાં ઓટો રિક્ષાઓ આવી બસની સુવિધા પણ વધી રેલ ગાડી પણ એટલી જ થઈ અને વાહન વ્યવહારમાં જો છેલ્લાં થોડા વખતમાં જોઈએ તો છકડા રિક્ષા અને હવે પછી એર લાઇન સેવાઓ શરૂ થઈ જગ્યાના અભાવે અત્યારે મેટ્રો ટ્રેન અંડર ગ્રાઉન્ડ ટ્રેન અત્યારના વાતાવરણને જોતાં અને વાહન વ્યવહારમાં જો કહી શકું તો એસી ગાડીઓ આવી છે લોંગ ડિસ્ટન્સને હિસાબે ઇલેટ્રીક ટ્રેન ઈલેટ્રીક રિક્ષાઓ ઈલેટ્રીક બસ સેવાઓ અને ઈલેટ્રીક કાય ટ્રેન સેવાઓ પણ શરૂ થઈ છે પણ અત્યારની જનરેશનને હવે ફાસ્ટ જવું હોય એટલા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સર્વિસ ઉપરને એની માટે જવા માટે અત્યારના આ સુવિધાઓ બહુ સારી પડે છે અને લોકો એ સુવિધા પ્રીફર પણ કરે છે કે જલદીથી તમારે ક્યાંય જવું હોય ત્યાં પહોંચી શકો કારણ કે અત્યારે ફાસ્ટ જનરેશનને ફાસ્ટ લાઈફ ગમે છે તો આ બધી સુવિધાઓ અલગ અલગ સમયે અલગ અલગ રીતે આવતી હોય છે ને એ સરાહનીય પણ છે અત્યારની એ જનરેશન માટે પણ ને અત્યારના લોકો માટે પણ અત્યારે ડિસ્ટન્સ વધતાં જાય છે તો બધી જગ્યાએ જલ્દી પહોંચવા માટે આ બધી સુવિધાઓ સરસ છે